હું બસમાં ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને ત્યાંથી મારું પાકીટ ચોરાઈ ગયું પાકીટ ચોરાઇ ગયું તેની અંદર મારા જરૂરી ડોક્યુમેન્ટ હતા આધાર કાર્ડ હતું પાન કાર્ડ હતું અને એમાં પાન કાર્ડની મારે વધારે જરૂર પળે છે હવે મારે ડુપ્લિકેટ પાન કાર્ડની જરૂર છે અને મેં એની અરજી કરી છે તો તેમાં મારે જેટલા પણ ડોક્યુમેન્ટ જોઈએ છે એ બધા ડોક્યુમેન્ટ્સ સાથે લાવ્યો જ છું અને મને મારો પાન કાર્ડ નંબર પણ યાદ છે મને જેમ બને તેમ વહેલી તકે ડુપ્લિકેટ પાન કાર્ડ કરી આપો તો વધારે સારું કેમ કે મારે વધારે ટ્રાવેલિંગ કરવાનું હોય છે બિઝનેસ કરવાના હોય છે તે માટેનું અમારે પાન કાર્ડ આપેલા હોય છે તો પાન કાર્ડની વધારે જરૂર પળે છે અને મારે પાન કાર્ડ થ્રુ જ બધા કામ થાય છે તો મારે પાન કાર્ડમાં મારું પૂરું નામ મહેશ ભાઈ કરસ કરશન ભાઈ રાઠોડ અને તેમના પિતાનું નામ કરસન ભાઈ ગવજી ભાઈ રાઠોડ છે અને મારી ઉંમર ચોવીસ વરસ થઈ છે મારી બર્થ ઓફ ડેટ બાર ત્રણ ઓગણીસો એકાણું છે અને તમે જેમ બને તેમ વહેલી પ્રોસેસ કરીને મને ડુપ્લિકેટ પાન કાર્ડ કાઢી આપો કેમ કે મારે બે દિવસ પછી જ ટ્રાવેલિંગમાં જવાનું છે ને ત્યાં મારે અગત્યની ડીલ છે તો મારે વધારે જરૂર પડે એમ છે તો મને જેમ બને તેમ વહેલી તકે મારી અરજીને સ્વીકાર કરો અને મને ડુપ્લિકેટ પાન કાર્ડ કાઢી આપો